જયેશ તારે એક જરૂર છે મને સાંભળ તને ખ્યાલ છે ને આગળ મેં બૅન્કની અંદર લોનના માટે મારી અરજી મૂકી હતી હવે એ અરજીમાં એ લોકોએ નવું એક ભૂલ શોધી કાઢી છે કે મારું જે વીજળીનું બિલ ખરુંને એ હજુ સુધી એમને મળ્યું નથી એવું એમનું કહેવું એવું છે કે મેં જે વીજળીનો દાવો વીજળીનું બિલ મૂકેલું તે દાવાને માન્ય નથી એના માટે તમારે નવું બિલ આપવું પડશે અથવા એની સાથે સાથે તમારા આખા વરસનું જે વીજળી પુરવઠો તમે જે ઉપયોગમાં લેવા લીધો છે તેનું સંપૂર્ણ બિલ જમા કરાવવું પડશે હવે એ આમાં મુખ્ય વાત એ છે કે મારે બિલ જમા કરાવવા માટે હું લોગીન કરવાની ટ્રાય કરું છું વારંવાર કોશિશ કર્યા બાદ પણ મારાથી આ જે એ લોકોની વેબસાઈટ ખરી તેની ઉપર કંઈ જ મારાથી થતું નથી એ લોકો આઈડી માંગે છે પણ મારી પાસે એ પણ નથી જો તારી પાસે કોઈ રસ્તો હોય અને નીકળવાનો હોય તો મને જણાવ હા હું સમજુ છું કે આઈડી જે ખરું તે બિલની ઉપર જ લખેલું આવશે પણ એ નથી મારા મારી બિલની અંદર મેં વિગત વાંચી આખું આગળ અને પાછળ પણ જોયું પણ એની અંદર કંઈ જ મને મળી શકે એવું નથી હવે પાછલા વર્ષના જે મારા બિલ હતા તે મેં સાચવીને રાખેલા હતા પરંતુ એ લોકોનું કહેવું એવું છે કે આ બિલ પણ યોગ્ય નથી અને માન્ય પણ નથી પણ જો તારાથી થઈ શકે તો એક વખત મારા ઘરે આવ અને આપણા કોમ્પ્યુટર પર બેસીને આપણે આ આખી વિધિ પતાવી દઈએ તને પણ ખ્યાલ છે કે હમણાં લોનની ખૂબ જ જરૂર છે ધંધામાં ખૂબ જ મંદી ચાલે છે કોઈ જ જગ્યાએ કંઈ જ મારા સામાન વેચાતા નથી સામેના વેપારીઓ પણ અમને એ જ કહે છે કે પ્રોડક્શન વધારો તો વેચાણ થશે અને તો ખરીદી પણ થશે તો મારાથી હમણાં કંઈ જ કરી શકાય એવું નથી હા હા હા હું સમજુ છુ કે આની અંદર એમનો પણ કોઈ જ વાંક નથી એ લોકોએ જે માંગણી હોય જેમ જમા કરાવું પડે તે કરાવું જ પડે પણ હમણાં એ લોકોએ સમજવું જોઈએ ને કે મારાથી પણ કંઈ જ નથી થઈ શકતું જો હું કરી શકતો હોત તો કરી દીધું હોત ને આ હા વાંધો નઈ તું મને મોકલ અથવા તું મારી પાસે આવ ઘરે આપણે બંને સાથે જઈને આ જોઈ લઈએ